ઊભી રાખો ઊભી રાખો બેન આ હેલમેટ વગર હેલમેટ વગર તમને ખબર નથી અમદાવાદમાં ચલાવાય જ નહીં તે ખાવાનું ભૂલી જવાય છે પણ અરે પણ એવું ચાલે જ નહીંને તમારે ચલણ તો કોઈ બી રીતે ભરવું જ પડે તો એ ચલણ ક્યાં છે અરે તમારે તમને કોઈ બી ચલણ મળ્યું હોય ટિકિટ મળી હોય તો એ ચોવીસ કલાક સુધી વેલીડ હોય તોહ એ ચોવીસ કલાક તો તમારે સચવાયને પણ એમ એમ કેમની મિસ થઈ જાય આગલા આગલા સ્ટેશન આગલા ચોકડી એ તમને પકડી હોય તો અત્યાર કેમની વેસ્ટ થઈ જાય તમે એનો એનો મતલબ કે તમે ખોટું બોલો છો તમને કોઈ જગ્યાએ પકડ્યા નથી તમારું કોઈ ચલણ બન્યું નથી

પરીક્ષા તો હવે એ તો પરીક્ષા તો ફરી વાર આપી દેવાય એ તો આ ખોટી આ આ વખત એક્ઝામ નહીં આપવા દઉં તો તમે આ વસ્તુ ગળે ઉતરશે અમારે ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય કેમેરા કેમેરામાં મેં તમને પકડ્યા એટલે મારે તમારે કાં તો ચલણ આપવું પડે કાં તો મારે ઓનલાઈન એન્ટ્રી કરવી પડે તમે કો છો ચલણ છે તો ચલણ બતાવો બાકી ઓનલાઈન એન્ટ્રી મારી પાસે અત્યારે બતાવતું નથી એ હું કરીશ તો બતાવશે પછી ના ના ના ના ના એ તમારે ચલણ તો ભરવું જ પડે ગમે તે થાય સાઇડ ગાડી પહેલાં સાઇડમાં લગાવો અને પહેલાં આ બાજુ અહીં આવી જાવ તમારું નામ ક્યાંથી આવો છો તમાર ફાધર શું કરે બધું લખાવો ચલો ના ના ના ના એ એ ચાલે જ નઇ એન્ટ્રી કરવી જ પડે એન્ટ્રી કરવી જ પડે ચલો ભઈ રમણભઈ આ આ બેનનો કેશ બનાવો અને બીજા બીજા આવે તો હું પકડું છું ચલો હા બેન તમે આ સાઇડમાં આઈ જાવ અને આ આ ભઈ જે પૂછે ને બધી વિગત લખી લોને જે ફાઇન કે ને એ ફાઇન ભરી આવજો અહિયાં અમને એક બી રૂપીયો આપવાનો નથી તમારે જે હોયને એ તમારે કાલે ઓફિસે તમાર જેનું રજીસ્ટ્રેશન હોય તમારા વિહીકલનું એ ત્યાં જઈને તમારો ઓફિસમાં જઈને તમને લેટર આવી જશે ત્યાં તમારે ભરી આવવાનું એડ્રૈસ સાચું લખાવજો બરોબર સારું સાઇડમાં આવી જાવ ચલો સાઇડમાં આવી જાવ